યોગ એટલે જોડવું ચોક્કસપણે આપણે માનીએ કે બાળકના ઉછેર માટે યોગ એ બહુ મહત્ત્વનું છે અષ્ટાંગ યોગ આપણા જે ઋષિ મુનિઓ થઈ ગયા એ યોગના સિદ્ધાંત દ્વારા ઘણી બધી સિદ્ધિઓ એમણે મેળવી શકેલી હતી એ જ રીતે આપણે શિક્ષણમાં ઉપયોગમાં પણ યોગનો ઉપયોગ કરી શકીએ કોઈ બાળકની યાદશક્તિ ન રહેતી હોય તો જો એને યોગ કરવામાં આવે અનુલોમ વિલોમ પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ આ બધા દ્વારા બાળ ઉછેરમાં અને એનાં શિક્ષણમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે અને અત્યા હવે તો દુનિયાએ પણ માન્યું છે અને એટલાં માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘે વિશ્વ આરોગ્ય સંસ્થા જે રહી એણે યોગને વિશ્વ યોગ દિવસ તરીકે પણ દુનિયા ઉજવી રહી છે તો આપણે ચોક્કસપણે માની શકીએ કે યોગના સિદ્ધાંત રહે એ બાળ ઉછેરમાં અને એનાં શિક્ષણમાં બહુ મહત્ત્વ નો ભાગ ભજવે છે તેના સર્વાંગી વિકાસમાં યોગ એ બહુ મહત્ત્વની કડી સમાન છે અને યોગ યગમ્યમ સેવા મહે યોગ એ દ્વારા જ આપણે એનું વહન કરી શકીએ એ સિદ્ધાંત ખરેખર અતિ યોગ્ય છે